હા અમારી નજીકમાં અ ફોટી ફાઇવ પ્લસ અ મેજરલી ફોટી ફાઇવ પ્લસ જેવી અ જેવા જે વડીલો હોય એમની ભજન મંડળી છે એની અંદર ના ત્રીસ વ ત્રીસથી ઉપરવાળા પણ થોડા ઘણાં છે ઉંમર વયનાં પણ એ લોકોનું એ મંડળીનું નામ છે સોમનાથ મંડળી નામ છે અને અમારે જે અં પાદરે એક સોમનાથ મહાદેવનું મંદિર છે તો એ જ લોકો ત્યાં જ સુ રોજે દરરોજ સાંજે ત્યાં અ ભજન કરતા હોય છે રોજે અને તેઓ અ ભજનમાં પેલું મંજીરા વગાડતા હોય છે ઘણા ઘણા લોકો વાંસળી વગાડતા હોય છે અ તબલાનો ઉપયોગ કરતા હોય છે ઘંટા હોય છે હા બસ આવાં સાધનોનો ઉપયોગ કરી અને બહુ સરસ મજાનું અ વાતાવરણ ઉભું કરી અને રોજે એ લોકો અ ત્યાં ભજન કરતા હોય છે સાંજે